અમારા વિસ્તારમાં ઘણી બધી મનોરંજનની પ્રવૃતિઓ છે ધારો કે બગીચાઓ ગાર્ડન જેમાં છોકરાઓ પણ મનોરંજન કરી શકે છે અને સિનિયર સીટીઝન પણ બહુ મનોરંજન કરી શકે છે ત્યાં જવાથી એક મનને શાંતી મળે છે અને મન બાળકોને મનોરંજન થાય છે બીજી એવી જગ્યા છે અમારા થિએટર પિચર સિનેમા ત્યાં મ મોટા મોટા લોકો પિક્ચરો જોવા જાય છે ત્યાં એમનું મનોરંજન થાય છે પછી તમારા ત્યાં એક ગેમઝોન પણ છે જ્યાં અમારા જેવા લોકોને બહુ બહુ આનંદ થાય છે અમને લોકોને બહુ મન મનોરંજન થાય છે તો એવી ઘણી બધી વસ્તુઓ છે જે અમારા વિસ્તારમાં જે અમને લોકોને મનોરંજન થાય છે એનાથી